ગુજરાતમાં શિક્ષણ પ્રણાલી એના વિશે વાત કરતાં કહી શકાય કે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ગુજરાતમાં શિક્ષકો માત્ર શિક્ષકો જ નઈ પણ એક નોકરિયાતની સાથે કામ કરે છે ઘણાં બધા ગામમાં આજની તારીખે પણ શિક્ષકોની જે સ્થિતિ છે એ એ સ્થિતિ એ આપડે જોઈ શકીએ છીએ કે શિક્ષક તરીકે એ સર્વશ્રેષ્ઠ છે પણ એમને કદાચ જરૂરી ફંડિંગ અથવા તો જે એમને પ્રોપર યોગ્ય પગાર મળવો જોઈએ એ કદાચ કોઈપણ સંજોગોમાં નથી મળી શકતો આનું મુખ્ય રિઝન ડાયરેકલી શિક્ષક પર એવી રીતના થઈ શકે છે કે એ પરિસ્થિતિમાં શિક્ષક ક્યારેક પોતે જ પોતાનાં ફેમેલી સાથે સ્ટ્રગલ અથવા તો સર્વાઇવલની વાત કરે છે તો આ કંડિસનમાં શિક્ષકોને આપડે એક પ્રોત્સાહન રૂપે એના માટેનું એક યોગ્ય ફંડિંગ અથવા તો એક સ્કીમ હોવી જોઈએ ઘણાં બધાં શિક્ષકો પાસે ઘણી બધી સારી વસ્તુ હોય છે ઘણાં લોકો ઘણાં શિક્ષક એવા હોય છે કે જે પોતાના જે સબ્જેક્ટ છે એમાં ઘણાં બધાં એની પાસે બુદ્ધિ ક્ષમતા અથવા તો પેટન્ટ કઈ શકે છે કોપી રાઈટમાં પણ આગળ વધી શકે છે પણ કોઈપણ કારણોસર એની પાસે એવા પ્લેટફોર્મ નથી આવતા કે જેને હિસાબે એ શિક્ષક એ લેવલ સુધી પોચી શકે તો આ કંડિશનને ધ્યાનમાં લેતા રાખતા આપડે શિક્ષકને એ તક આપવી જોઈએ કે નાનામાં નાનો ગામમાં રહેલો શિક્ષક પણ દુનિયા લેવલે કોઈપણ વસ્તુમાં પોતાની આગવી છતા ઉજાગર કરી શકે શિક્ષકને તાલીમો આપી શકાય શિક્ષકને પ્રોત્સાહનો આપી શકાય શિક્ષક માટેનો સંઘ બનાવી શકાય શિક્ષકને ક્યારેય એવું ન ફિલ કરવા દેવું જોઈએ કે આ એક ખાલી એની નોકરી જ છે એનામાં શક્ય હોય ત્યાં સુધી કોઈ તણાવ નો આવે એને એવું માધ્યમ પૂરું આપડે આપવું જોઈએ જે સ્કૂલ બનાવીએ છે જે જગ્યાએ શિક્ષક કામ કરે છે એ શિક્ષકને એને અનુરૂપ વાતાવરણ મળે તો આ તકની અંદર શિક્ષક લગભગ પોતાની જે કર્મ જગ્યા છે પોતાની જે વર્કની પ્લેસ છે એને ક્યારેય જઈ નઈ શકે તો શિક્ષકને હંમેશા કોઈપણ જગ્યાએ એને અનુરૂપ જે શિક્ષકનું મેન કામ છે એ એને વાતાવરણ મળશે તો શિક્ષક લગભગ કોઈપણ કન્ડિશનમાં પોતાની જે નોકરી છે અથવા તો પોતાની જે કર્મ ભૂમિ છે જે એના વિદ્યાર્થીઓને સમજાવાની જે એની કુતૂહલ વૃતિ છે એ લગભગ એ હંમેશા સુધી જાળવી રાખશે